રાજસ્થાન ફરવું છે રાજસ્થાની ખાવાનું ખાવું છે તમારે હા તો તમે નડિયાદમાં જ છો ને તમે તો તો હાલમાં તમે નડિયાદમાં રાજસ્થાની ખાવું હોય તો તો પછી આપણે પેટલાદ બાજુ છે રાજસ્થાન હોટેલ ત્યાં તમને દાળ બાટી ચૂરમું ઘેવર જે બધી આઈટમ તમને મળી રહેશે અને બીજી બે હોટેલ તમે ન નડિયાદ બાજુ ફરતા હોવ તો નડિયાદમાં અત્યારે વૂડલેન્ડ હોટેલ છે વૂડલેન્ડ હોટેલ છે પછી આપણે એકવાનંગ

આપણે નાનકીન ભીમસિંગ છે તમારે કઈ હોટેલમાં જવું છે તમે હાલમાં ક્યાં છો એમાં તમારે પ્રાઇસ તમારે લેવી હોય તો પછી બસોથી લઈને પછી પાંચસો વાળી છે તમે છો કેટલા જણ દસ જણ છો તો દસ જણ માટે તમારે કહેતા હોવ તો તમે મન પાંચ થી છ હજારમાં આરામથી પતી જશે તમારે આજે જવું હોય તો પછી અમે તમને કેટલા વાગ્યે તમે કહેશો તો એ ટાઇમે આપણે નીકળી જઇશું સાંજે કાં તો સવારે સાંજે તો પછી આપણે પાંચ સાડા પાંચે આપણે જઇશું આઠ વાગ્યે એટલે તમારે રાત રાત્રે જમવાનું તમારે કરવું ત્યાં રાજસ્થાનીમાં મને બૂકિંગ કરી આપો તો તમારે સાંજે ખાવું હોય તો તમારે ફિક્સ ડિશ છે રાજસ્થાની થાલી ઓકે ના તમારે એમ એમ કહું છું કે તમારે જમવું હોય આટલું તો જમવા માટે તમારે ફિક્સ થાળી મળશે દસ જણ માટે જે આરામથી તમારે ત્રણ થી ચાર હજારમાં પતી જશે ચાલો તમે કહેતા હો તો બૂકિંગ કરાવી લઉં તો તમે આઠ વાગ્યે તમે પહોંચી જશો દસ જણ અને તમારે અને અને સૌથી સારામાં સારું તમે દસ જણને લઈને આવશો તો તમને ડિસકાઉન્ટ બી મળશે ઉપરથી